મને ફરવાનો મોકો મળે તો હું દુબઇ જઈશ ત્યાં મોટી મોટી બિલ્ડિંગો અને બુર્જ ખલીફા જેવી બિલ્ડિંગો જોવાનું મને ખૂબ જ પસંદ છે અને ત્યાં જેથી કરીને માર જોઈ શકું અને ત્યાંના અરબ કન્ટ્રી અને સૌથી ધનિક એવા દુબઈના સોનાની ખીણ બધુ જોવાનું મને ખૂબ પસંદ છે એટલા માટે હું દુબઈને પસંદ કરું છું અને આપણે ત્યાંથી જવા માટે પણ એ ખૂબ સરળતાથી મળે છે અને આપણા ગુજરાતી લોકો ત્યાં વધારે જોવા મળે છે એથી કરીને હું દુબઈને પસંદ કરીશ એટલા માટે હું દુબઈને જવા પસંદ કરું છું